ગુજરાત એટલે કે એક ભાતીગળ પ્રદેશ અને ખાસ સંસ્કૃતિ અને કલા પ્રિય એવું રાજ્ય કે જ્યાં તમે સૌરાસ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત આ દરેક જગ્યાએ તમે જાઓ તો તમને ત્યાંની અલગ અલગ સંસ્કૃતિની ઝલક છે તે તમને અલગ અલગ સ્વરૂપમાં કલાના સ્વરૂપમાં તમને જોવા મળે મંદિરની કોતરણીનું કામ છે કે અલગ અલગ દીવાલો ઉપરના પેંટિંગ કરવા અથવા તો ક્યાંકને કંઇક પ્રોડક્ટ કપડાઓની ઓળખાતી હોય ક્યાંક જેમકે જામનગર હોય તો બાંધણી ઓળખાતું હોય પાટણ હોય તો પટોળાં ઓળખાતાં હોય તો આ બધી છે તે તેની અલગ અલગ પ્રકારની કળાઓમાનું એક છે જે કાપડ ઉપરના કામ છે તે કાપની કળાની આ બધી વાત છે જેમકે આપણે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો જે મહારાષ્ટ્રનું ફેમસ એવું જે વાર્લી પેંટિંગ છે તે દક્ષિણ ગુજરાતમાં પણ આપણને ક્યાંક ક્યાંક જોવા મળે છે આ ઉપરાંત મિનીએચર પેંટિંગ મિનીએચર પેન્ટિંગમાં એવું હોય છે કે કોઈ વાર્તા હોય કોઈ પૌરાણિક કથાઓ દંત કથાઓ તો એને આખું પેન્ટિગ સ્વરૂપે દીવાલ ઉપર ચિતરવું અથવા તો કપડા ઉપર ચિતરવું અને આખી વાર્તા તે પેંટિંગ કહી દે છે બિલકુલ મિનીએચર બિલકુલ નાનું એવું સ્વરૂપમાં બનાવવામાં આવતું હોય છે તો આવી મિનીએચર પેંટિંગની કળા પણ ગુજરાતમાંથી બહાર નિખરતી જોવા મળે છે સૌરાષ્ટ્ર તરફ આવો તો સૌરાષ્ટ્રમાં તમને જામનગરની વાત કરીએ તો ત્યાં બાંધણી જેની કહેવાય કે વિશ્વભરમાં જામનગરની બાંધણી ઓળખાય કોટન એટલે કે સુતરાઉ કાપડનું મટિરિયલ હોય છે તેમાં ઉપર તમે બાંધણીની પ્રિન્ટ હોય છે તે આવતી હોય છે તે બાંધણી દ્વારા અલગ અલગ પશુઓ અને પક્ષીઓને એને પણ તમે બાંધણીનું જે એક ચોકઠું હોય એનાથી એ અલગ અલગ બનાવવામાં આવતું હોય છે આ ઉપરાંત તો તમે સૌરાસ્ટ્રના બીજા પ્રદેશોને જુઓ ગીર સાઈડ આવે સાસણ બાજુ ગીર બાજુ તો અહીંયા જે નેસડા છેકે નાના નાના ગામડા છે ત્યાં એક અલગ જ પ્રકારનું એ લોકોનું આગવું ભરત ગૂંથણની શૈલી છે તે જોવા મળે છે મોટા ભાગે ત્યાંનાં મહિલાઓ પણ જે તેમાંય એમના બ્લાઉઝ છેકે એમના દુપટા છે એના ઉપર એ અલગ પ્રકારનું એક ભરત ગૂંથણ જોવા મળે છેકે જેને જોઈને જ ખબર પડી જાય કે સૌરાષ્ટ્ર સાઈડથી આવેલું ભરત ગૂંથણ છે એટલે એકદમ વાઇબ્રન્ટ કલર્સ ઘણાં બધાં કહેવાયને કે કલર્સ એડ કરેલાં હોય છે એ ગૂંથણની અંદર પછી વાત કરીએ ઉત્તર ગરિઆ ઉત્તર ગુજરાતની તો ત્યાં આપળા પાટણનું પટોળું એના ઉપર તો ગીત પણ બનેલું છે કે પાટણથી પટોળાં મોંઘા લેતા આવજો એમ તો એ પટોળું એ જગવિખ્યાત છે જેવી રીતે જામનગરની બાંધણી જગવિખ્યાત છે એમ પાટણનું પટોળું પણ જગવિખ્યાત છે જે પાટણમાં જે કારીગરો છે જે પટોળું તમને તૈયાર કરીને આપે કે આગળને પાછળ બંને બાજુ તમને સરખું જ દેખાય એટલી સરસ મજાની એમાં પશુ પક્ષીઓની પ્રિન્ટ લે છે ઘણાં બીજી ત્રીજી પ્રિન્ટ લે છે અને બહુ સરસ મજાની પ્રિન્ટથી ઊભું થતું હોય છે આ પટોળું તો એ ઉત્તર ગુજરાતની આગવી ઓળખ છે આ ઉપરાંત લાકડાનાં રમકડા બનાવવા લાકડાના વાસણો બનાવવા વેલણ વગેરે તો એ પણ સંખેડાને એ આસપાસના મધ્ય ગુજરાતનાં ગામો છે ત્યાંની આ વસ્તુઓ ઘણી પ્રચલિત છે પછી કચ્છ તરફ જઈએ તો કચ્છ તો કચ્છનું તો આપણે સમાનાર્થી જ કઈ શકીએ કે કળા એજ કચ્છ અલગ અલગ ઘણાં જ પ્રકારની કળાને લગતી તમે કળાઓ જોઈ શકો છો તે તમને કચ્છમાંથી જોવા મળે કચ્છનું તમે ભરત ગૂંથણ લઈ લો કચ્છનું ઇવન પ્રિન્ટિંગ પણ ભુજોળી નામનું કચ્છમાં એક ગામ છે ત્યાં દરેકે દરેક ઘરનો એકેએક વ્યક્તિ આર્ટિસ્ટ છે દરેક કલાકાર સે દરેકને જે જે વણાટ કામ કરીને જે કપડા બનાવામાં આવતા હોય છે તેમાં દરેકની માસ્ટરી છે કુર્તી હોય કુર્તા હોય સાડી હોય શાલ આવી અનેક વસ્તુઓ છે ત્યાં ત્યાંનાં લોકો બનાવતા તમને આપણે જોઈ શકીએ છીએ એમ અને ત્યાંનું સ્પેસલીમાં કચ્છી કામ હોય ભરત કામ કરેલું હોય એમનું સ્પેસયલી કચ્છી ડ્રોઈંગ કરેલું હોય તો આ બધી કળાઓ છે તે ગુજરાતમાંથી જ બહાર આવેલી કળાઓ છે આ ઉપરાંત પણ બીજી પણ ઘણી બધી એમ્બ્રોઇડરી વર્કને એવું જોવા મળતું હોય છે ઘણાં માટી કામના વાસણો પણ હવે ઘણાં પ્રચલિત છે તો માટી કામમાં વાસણો બનાવીને રસોડામાં પણ તમે રોજે રોજ તમે ઉપયોગમાં લઈ શકો એવા સરસ મજાનાં વાસણો છે તો હવે માટી કામથી સરસ માટીના બનાવામાં આવતા હોય સે આ ઉપરાંત શિલ્પ કળાની વાત કરો તો ગુજરાતનાં જુનાગઢની અંદર જે ગિરનાર પર્વત આવ્યો છે તે ગિરનાર પર્વત પર પહેલી ટુંક છે જૈન દેરાસરી ટુંક અથવા તો ભગવાન નેમિ નાથજીની ટુંક તો ત્યાં વસ્તુપાળ અને તેજપાળે જ્યારે જે જે જમાનામાં ટેકનોલોજીનો તો કોઈ ઉપયોગ હતો જ નઇ કાઇ આમાં અત્યારે જે સાધન સામગ્રીઓ છે કોઈપણ બાંધકામ કરવા માટે તે એવા કોઈ બાંધકામ હતાં જ નહીં એવા સમયમાં વસ્તુપાળ અને તેજપાળે આજથી હજારો વર્ષો પેલા તે દેરાસરોનું નિર્માણ કરેલું છે અને આજે તેમની તમે ગૂંથણી જુઓ તેની તમે શિલ્પકળા જુઓ એની આકૃતિઓ બધી જુઓ તો તમને એટલી નયનરમ્ય છે અને દરેક જગ્યાએ તમને કંઇક અલગ અલગ વસ્તુઓ જોવા મળે તો આ ગુજરાતની આપણી શિલ્પકળા છે કે સ્થાપત્ય કલા છે આવું માત્ર અહીં જ નહીં પણ ગુજરાતનાં બીજે પણ મોઢેરાનું સૂર્ય મંદિર લઈ લો અથવા તો કચ્છમાં પણ તમે અલગ જગ્યાએ જાઓ તમને જોવા મળે આ બધી વસ્તુઓ તો દરેક જગ્યા આપણે શિલ્પકળાનું ઘણું આગવું મહત્વ ગુજરાતમાં રહેલું જ છે